ગુજરાતમાં બૅંકિંગ અને વીમા ક્ષેત્રની વાત કરીએ તો ભારતમાં અન્ય રાજ્યોની તુલનામાં તો આપણે ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં એરિયા પ્રમાણે અલગ અલગ બૅંકો પ્રાઈવેટ સેકટરની કોર્પોરેટ સેક્ટરની ફાઇનાન્સ બૅંકો તેમજ સરકારી બૅંકો ઘણી બધી આવેલી છે જેમાં લગભગ ઘણા બધા લોકોને તેમાં પોતાનું ખાતું હોય છે અને અમદાવાદ એ મોટું વિસ્તાર છે ગુજરાતમાં પણ એક અને તો જેમ જેમ આપણે જોઈએ તો અત્યારે લોકોના બેંકમાં ખાતા પણ ઘણા હોય છે ઘણા લોકોને લોનની પણ બહુ જરૂર હોય છે તો તેઓ પોતાની સરળતીથી લોન બૅંકમાંથી મેળવી શકે તેમજ નાણાકીય લેવડ દેવડ કરી શકીએ તે દૃષ્ટિએ ગુજરાતમાં બધી ઘણી બધી જગ્યાએ બૅંકોનું આવેલી છે અને લોકો તેનો સદુપયોગ કરી રહ્યા છે અને તેમની બૅંકોની પણ વૃદ્ધિ જોઈએ તો બહુ બધી પોતાની બ્રાંચો પણ સિટી લેવલે ખુલી હોય છે અને વીમા ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત સરકાર પણ અલગ અલગ શ્રમિકો માટે છે કોઈ એક સૅલરાઈઝ પર્સન માટે છે તો એ પોતાની ક્ષ એમ લોકોની ક્ષમતા મુજબ પણ તેઓ વીમો પોતે ખોલવે તેના અનુસંધાને અલગ અલગ યોજનાઓ બહાર પાડતી રહે છે જેમ કે હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના પછી પૅન્શન સ્કીમ છે તેમજ શ્રમિકો માટે પણ છે ઈ શ્રમ કાર્ડ જેમાં પણ અલગ અલગ વીમાની મળતા હોય છે તો આવા વીમા અને તેમજ એલ આઇ સીની વાત કરીએ તો પ્રાઈવેટ એલ પેલા એલ આઇ સીના વીમા છે પ્રાઈવેટ કોઈ સ્ટાર જે સ્ટાર હૅલ્થ જે કંપનીના વીમા છે મૅડિકલેમ વીમા છે તો આવા પણ લોકો અલગ અલગ પોતાના પ્રમાણે મુજબ વીમા લેતા હોય છે